તરણ વખતે આપણે ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડતી હોય છે જેમ કે શ્વાસ અને હાથ પગ ચલાવવાની ક્રિયા તથા શ્વાસને નિયમિતતા જાળવી રાખવા માટે પ્રાણાયમ કરવું તે આવશ્યક છે તરણ કરવા માટે પાણીની પ્રકૃતિ વિશે જાણ હોવી જરૂરી છે તરણની કસરતો કરતી વખતે તેનું ધ્યાન રાખવું જોઈએ મગજને શાંત રાખવા માટે યોગાસનો કરવાં જોઈએ જેનાથી એકાગ્રતા વધે છે હું તેથી સરળતાથી તરણ કરી શકું છું